હા નિખિલ નિખિલ સર વાત કરે છે હ હ હ હું ઉર્વીશ ભટ્ટ વાત કરું છું તમારી કોલેજમાં હું લેકચરર છું સર મારે તમારી સાથે એક વાત કરવી હતી કે મારા લેક્ચર બહુ ઓછા આવે છે અને મારે કોર્સ બહુ લેન્ધી છે તો તમે અત્યારે હમણાં હાલ લેક્ચરનું ઓછા થાય છે મારા તો કોર્સ પૂરો નથી થઈ શકે એમ તમે મારા લેક્ચરનું સેટિંગ કરાવી શકશો વધારે લેક્ચર જેમ આવે એમ

એમાં એવું છે કે સર એમાં એવું છે કે સર હમણાં રજા ગઈ એ દિવાળીની અને આ નવરાત્રિની એટલા માટે મારે કોર્સ અધૂરો બાકી રહી ગયો છે અને છોકરાઓ પણ દિવાળી પછી દશ દિવસનું વધારે વેકેશન પાડી દીધું છે એટલે નહીં સર એમ નહીં એમ નહીં કરી શકીએ કેમ કે ઘણાં લોકો બહારથી અપ ડાઉન કરે છે તો એમને લોકોને બસની થોડીક ડીફિકલટી થાશે તો તમારે બીજી કાંઇક વિચારવું પડશે મેં વાત કરી સર બીજા સરને મેડમ સાથે પણ એમ એ લોકોનું પણ કહેવાનું એમ છે એ લોકોનું પણ થોડોક લેક્ચર એને એ લોકોને પણ થોડા વધારે લેક્ચર જોઈએ છે કેમ કે એ લોકોને પણ થોડો થોડો કોર્સ બાકી છે હજી તો આપણે એવું કરી શકીએ કે રિસેસનો ટાઈમ થોડો ઓછો કરી અને એમાં આ લેક્ચર રાખી દઈએ અથવા તો રવિવારે આપણે લેક્ચર મતલબ કોલેજ ચાલુ જ રાખીએ એટલે કોઈ પણ હા અને જે અને જે નોર્મલ રજા આવતી હોય ફેસ્ટિવલની કે એમાં પણ આપણે કોલેજ ચાલુ રાખી શકીએ છે તો જ આપણા લેક્ચર મતલબ કોર્સ પૂરો થશે બાકી

ઓકે ઓકે હા તો સર તમે આ સેટિંગ કરીને મને થોડુંક મારા લેક્ચર વધારી દેશો ઓકે થેંક યુ સર